ડાયાબિટીસ એક ખૂબ જ કંટાળાજનક બીમારી છે જ્યારે આપણાં શરીરમાં ઇનસ્યૂલિનનો ખૂબ જ વધારો થઈ જાય છે ત્યારે આપણને ડાયાબિટીસ નામની બીમારી થાય છે જે જેના કારણે આપણે કોઈપણ જાતની મીઠી વસ્તુઓ જેમાં સાકર હોય અથવા કોઈપણ જાતનો સ્વીટ હોય તે આપણે ખાઈ શકતા નથી હવે ગામના લોકો પાસે જો જાણકારીનો અભાવ હોય તેથી તેઓ જાત જાતના પેંતરા અપનાવે છે કે જેથી ડાયાબિટીસ ન થાય હવે જેમાંથી ઘણા બધા પેંતરાઓમાંથી પહેલાં તો તે લોકો સાકર ખાવાની મનાઈ કરે છે પછી તે તેઓ કારેલાનો રસ પીવડાવે છે જે કોઈને ભાવતો નથી છોકરાઓને તો ખાસ નથી ભાવતો તો પણ તે લોકો પીવડાવે છે પછી ઉકાળેલાં શાકભાજીઓ ખવડાવે છે અને વધુમાં ઓછું તેમના તેમનો રસ પણ પીવડાવે છે પછી તેઓ માને છે કે મૂળા ખાવાથી પણ ડાયાબિટીસમાં ઘટાડો થાય છે મૂળા પછી કાકડી જેવી શાકભાજીઓ ખાવાથી ડાયાબિટીસમાં ઘટાડો થાય છે પછી તેઓ માને છે કે બટાકા ન ખાવાં જોઈએ પછી તેઓ એવું માને છે કે જો આપણે મગનું ઉકાળેલું પાણી હોય તે પીએ તો તેનાથી આપણને ડાયાબિટીસ ન થાય અથવા ડાયાબિટીસ હોય તો તેનાથી આપણને રક્ષણ મળે